લગ્નમાં દરેક સમાજમાં અલગ અલગ વ્યવસ્થા હોય છે ભેટ સોગાદો આપવા માટે જે દરેક સમાજની અલગ વ્યવસ્થા હોય છે દરેક જિલ્લાઓની અલગ વ્યવસ્થા હોય છે અને દરેક રાજ્યની પણ અલગ અલગ દરેક કોમ ખાસ કરીને ભારતમાં જે અલગ અલગ જ્ઞાતિઓ છે રજપૂત છે માલધારી સમાજ છે અતિ પછાત છે તો જેવો સમાજ નાનો સમાજ હોય તો પહેલાં એવું હતું ને અત્યારે પણ એવું છે કે સોનું આપતા દીકરીને સોનાના ગહેના ઘરેણાં આપતા કે ભાઈ નાકનું કાનનું ને પગનું એવું ત્રણ હોય ને પછી જે પછાત સમાજ છે એમાં પછી પૈસા પૈસા આપવાના હોય એકાવન હજાર કે એવું અત્યારે પણ એકાવન હજાર કે લાખ રૂપિયા આપવાના હોય છે એમ દીકરા પક્ષ તરફથી કન્યા પક્ષને આપવામાં અને આવી રીતના દાગીના આપવામાં આવતા હોય એ ઉપરાંત દહેજમાં હવે તો આજકાલ તો જે ટીવી ફ્રિજ સોફા સેટ કબાટ એવું બધું પ્રચલન વધી ગયું છે અને હવે તો મોટર સાઈકલ એવું પણ માંગવામાં આવે છે અથવા આપવામાં આવે છે અને સમાજમાં દેખાદેખી થાય છે કોઈ ધનિક વર્ગ હોય એક સમાજ રહેતો હોય એમાં એમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હોય એક સોસાયટી હોય તો એક ગરીબ હોય એક મધ્યમ હોય અને એક ધનવાન હોય તો આમાં ધનવાન તો એની રીતે દહેજ ને એવું આપી દેતા હોય છે પણ મધ્યમ વર્ગને બંને બાજુથી પીસાવાનું રહે છે ગરીબ લોકોને અતિ પીસાવાનું રહે છે કારણ કે અત્યારે સોનાના ભાવ જોઈએ તો સોનું મુખ્ય હોય છે લગ્નમાં તો દીકરીને સોનું આપવાનું રહેવું અમુક સમાજમાં તો દસ તોલા વીસ તોલા પચીસ તોલા એવું સમાજમાં સોનું આપવામાં આવે છે તો સોનાના ભાવ આજે પંચોતેર હજાર રૂપિયા છે તો લગ્નનો ખર્ચો આટલો બધો થઈ જાય એમકે આ બધું દેખાદેખીમાં થાય છે પછી સમાજમાં એની વાતો થાય કે ફલાણા ભાઈએ એની બેબીને એની દીકરીને આટલા તોલા સોનું આપ્યું એમ એટલે આવું બધું થતું હોય છે તો સમાજમાં આવી રીતના દહેજ પહેલાં આપવામાં આવતું અને હવે હવે માની લ્યો કે રાજસ્થાન છે યુપી બિહાર એમાં દહેજમાં વધુ એક એક ફેરો ફરે ચાર ફેરા હોય તો ચાર ફેરા એકમાં મોટર સાઈકલ માંગી લે એક મોટો અત્યારે તો ફોન આવ્યા તો આઈફોન માંગી લે ફોર વ્હીલ માંગે છે એવું છે તો આઈએસ આઈપીએસમાં પણ આવું છે કે જે આ ત્રણ રાજ્ય છે એમાં આવું દહેજનું પ્રમાણ વધુ છે યુપી બિહાર એમપી રાજસ્થાનમાં ગુજરાતમાં આ લેવલ નું હજી ઓછું છે કે જે આઈપીએસ માંગતા નથી પણ સ્વૈચ્છિક આપે છે એવું ખરું એટલે આવું બધુંય સમાજમાં અલગ અલગ હોય છે ને પહેલાં આવું હતું ને હવે હવેમાં જોઈએ તો ફોર વ્હીલ છે મોટર સાઈકલ છે સોનું છે અને આઈફોન જે અત્યારે બે પાંચ લાખના નવા ફોન નીકળ્યા છે તે એવું પણ દહેજમાં માંગવામાં આવે છે તો આને એક દહેજ જ કહેવાય તો દહેજ માટે સરકારમાં દહેજ પ્રતિબંધક ધારા પણ છે કાયદો છે પણ એનો બહુ અમલ થતો નથી બહુ રેર કેસમાં ક્યાંય થતું નથી હા પછી જ્યારે તકરાર થાય વાંધા પડે ત્યારે આનો ઉલ્લેખ કરવામાં આવે છે કે અમે આટલું દહેજ આપ્યું હતું તો તો એ પરત આપેલું નથી કે એવા બધા પ્રોબ્લેમ થાય પણ આ વસ્તુ ખરેખર સાચી નથી કારણ કે આનાથી સમાજમાં દીકરીને જે સુખ મળવું જોઈએ એ સુખ મળતું નથી એને હવે એક સામાન્ય વર્ગનો યુવાન કે કુટુંબ હોય તો એને મેરેજ કરવા હોય તો એ મેરેજ માટે એક તો પૈસા ઉછીના લે અને પછી આ બધું દહેજ માટે પૈસા તો પૈસા ઉછીના અત્યારે ઉછીના તો કોઈ આપતા નથી તો વ્યાજે લેવા પડે તો બિચારાઓને એને બે પાંચ વર્ષ તો આ જ સારું ચાલે તો એને આ કમાણી કરીને બે પાંચ વર્ષ તો આના હપ્તા ભરવામાં જ નીકળી જાય કે ભાઈ ત્યારે તો એનું ફેમિલી ને પરિવારનું ત્યારપછી એ પોતાના ઘર માટે વસ્તુ કે એવું ખરીદી શકે તો ખરેખર આ દહેજ એ સમજુ લોકો હોય ભણેલા ગણેલા હોય એમણે આનું

આપી શકીશું જો તમારે દહેજ જોઈતું હોય તો તમે એવા ધનવાન કુટુંબને ગોતી લો એના એવા ધનવાન કુટુંબની છોકરીને ગોતી લો તો ભણેલ ગણેલ દીકરીઓએ પણ આનો વિરોધ કરવો જોઈએ અથવા સ્વ ખુશીથી ના પાડી દેવી જોઈએ કે અમે આવું કરવા માંગતા નથી અમે આવો સંબંધ નિભાવવા માંગતા નથી અમારે આ સંબંધમાં આગળ વધવું તો આને દહેજ જ કહેવામાં આવે અને દહેજ આ ખરેખર હોવું ન જોઈએ સમાજમાં પછી છેલ્લે દહેજના મેણાં ટોણાં મારવામાં આવે એમાં કોર્ટ કેસ થાય છે દહેજ બાબતે દીકરીઓએ આપઘાત કરવા પડે છે તો કુટુંબમાં કલેશ વધી જાય એવા બધા પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય કોર્ટ કેસ ચાલે તો કેટલાં વર્ષ કોર્ટ કેસ ચાલે પછી છૂટાછેડાનું એવું એક નવું આવ્યું છે કે ભાઈ છૂટાછેડા માટે હવે પૈસા લેવામાં આવે છે તો તો સામા પક્ષે એમાં પૈસા આપવામાં આવે તો ઓલો બિચારો છોકરાંને એને આપઘાત કરવો પડે કે એ એક તો એને મેરેજ ખર્ચા થયા હોય પછી આ દહેજના ને બધું પાછું આપે ને એમાં છૂટાછેડા ને અત્યારે પાંચ લાખને એવું સામાન્ય થઈ ગયું તો બિચારા સાવ ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય તો એને પાંચ લાખ દેવા તો એ બિચારાને પછી શું કરવાનું એના મા બાપને શું ખાવું પીવું તો મોંઘવારી છે તો આ બધું જોઈને ખરેખર સમજુ લોકોએ આ દહેજનો આશરો લેવો ન જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે અને સમાજને નમ્ર નિવેદન છે કે સમજુ લોકો આનો અમલ કરે અને સમજુ લોકોએ આનો દાખલો સમાજમાં બેસાડવો જોઈએ કે ભાઈ અમે આવું દહેજ લેતા નથી અને આપતા પણ નથી